અમન રૅસ્ટોરન્ટ હું જાણવા માગુ છું કે તમને ખબર હોય તો હું છે ને ઘણાં દિવસથી તમારા હોટૅલમાંથી જ ઑર્ડર કરું છું બરાબર ને એટલે તમારું જે ફૂડ હોય છે વાનગીઓ બરાબર હોય છે તો એ સરસ હોય છે એટલા માટે હું વધુ જાણવા માટે અને વધુ તમારી જે ડિશીસ છે તે ટ્રાય કરવા માટે પૂછી રહ્યો છું બરાબર તો મને તમે કહો કે તમારું જે આજે કંઈ સ્પેશ્યલ ડે છે સંડે છે તો સંડેના તમે એવી કોઈ સ્પેશિયલ ડીશ બનાવો છો અથવા તો કોઈ એવું કે આપણે કહી શકાય કે જે ફૂડ ફેમસ ફૂડ હોય બરાબર તમારા જે રૅસ્ટોરેન્ટમાં તો એ કયું છે તો એનાં વિશે થોડી જાણ આપી શકશો હું મને છે ને એ ટ્રાય કરવું છે વૅજમાં અને નૉન વૅજમાં બરાબર એટલે બપોરે છે ને હું વૅજમાં ટ્રાય કરવા માગુ છું અને પછી રાત્રે નૉન વૅજ હશે તો ચાલશે બરાબર તો હું એ જાણવા માગું છું જે તમારું જે રૅસ્ટોરેન્ટ છે બરાબર તો એમાં બીજી કોઈ એવી સારી ડીશ હોય જે તમે મને સજેસ્ટ કરી શકો બરાબર જેમ કે આપણે ખબર હોય કે દરેક રૅસ્ટોરેન્ટમાં એક સ્પેશિયલ ડીશ સેફની એક સ્પેશિયલ ડીશ હોય છે તો એ ડીશ અવેલેબલ છે કે નથી એ મારે જાણવી છે બરાબર તો એ કરીને મને આપજો કે ડીશ જે છે એ શું છે કે કઈ રીતે બને છે બરાબર એમાં કઈ રીતે અ તમે કયો તેલ યુઝ કરો છો કે પછી ઘીમાં બને છે બરાબર ને કે એ હેલ્ધી છે કે નથી તો એ મને જણાવી આપજો બરાબર અથવા કોઈ જે તમારું મેન્યૂ હોય એમાં કોઈ ખાસ એવી ડીશ હોય ને જે આપણે કહી શકાય કે તમારા એરિયામાં ફેમસ હોય કારણ કે હું અહિયાં ન્યૂ છું એટલે મને કંઈ ખબર નથી બરાબરને અ લ છેલ્લાં અઠવાડિયાથી જ હું તમારી તમારા રૅસ્ટોરન્ટમાંથી ઓર્ડર કરું છું અને તમારું ફૂડ સારું હોય છે તો એટલા માટે મને થયું કે પૂછ્યા કરું કે અ સારાં સારાં બીજી કોઈ વાનગીઓ છે આ તો સ્પેશિયલ ઓકેશને તમે કંઈ સારું એવું બનાવો છો જે સ્પેશિયલ માત્ર જેમ કે રૅસ્ટોરન્ટમાં હોય ને કે કોઈ રવિવાર છે તો રવિવારના દિવસે કંઈ સારું એવું કંઈક બનાવતો હોય તો એ મને જરાક તમે તપાસી અને મને કૉલ બૅક કરજો ઓકે